કોઈએ ગાવાનું શરૂ કરવું હોય કે તેમનું ગાવાનું કૌશલ્ય સુધારવું હોય તો સૌપ્રથમ જરૂરી છે તેમના માટે રિયાઝ ભારતની અંદર જ્યારે સંગીતનો ઉદ્ભવ થયો ત્યારે તેમની પાછળ સાત સૂર અને એમનું આખું ગણિત આખું એ સાત સૂરની અંદર સમાયેલું છે જ્યારે કોઈ વ્યક્તિએ ગાવાનું શરૂ કરવું હોય

તેમના માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવારે ઊઠી અને તેમના માટેની રિયાઝ તેમના માટેનું આખું ક્લાસિકલ જે સંગીત શાસ્ત્રીય સંગીત જે ભારતનું રહેલું છે તેની આખી તાલીમ લેવી તેની ઉપર ધ્યાન દેવું અને એમના દ્વારા તેમના અવાજ તેમના સૂર તેમના તાલ તેમની લય અને તેમના દરેક એક્સ્પ્રેશન ઉપર ધ્યાન આપવું એ દરેક ગાયક માટે ખૂબ જ જરૂરી છે કારણ સંગીત એ એવી વસ્તુ છે કે જે ની અંદર માતા સરસ્વતીનો વાસ છે જો કોઈપણ ગાયક જ્યારે બેસૂરું ગાય તો હું એ ચોક્કસપણે કહીશ કે તેમાં માતા સરસ્વતીનું અપમાન થાય છે આથી જ્યારે તમારે ગાયન ક્ષેત્રમાં આગળ વધવું છે તો તેના માટે સૌપ્રથમ સૂરનો અભ્યાસ લયનો અભ્યાસ અને તાલનો અભ્યાસ ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત વિવિધ પ્રકારના રાગો આપણા શાસ્ત્રીય સંગીતમાં આપેલા છે એ દરેક રાગનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો તેની તાલીમબદ્ધ રીતે તેની પ્રેક્ટિસ કરવી અને આપણાં ભારતીય સંગીત ની અંદર એવી તાકાત રહેલી છે કે કે જે પથ્થરને પણ જીવિત કરી દે પણ ક્યારે કે એ આપણાં સૂરમાં આપણા તાલમાં આપણે લયમાં અને આપણા અવાજમાં જ્યારે એ સંગીત હરદમ ધબકતું હોય ત્યારે આપણાં સંગીતની અંદર ઘણાં બધાં મહાન કલાકારો થઈ ગયા કે જેમણે આ સંગીત ક્ષેત્રની અંદર પોતાનું આદાન પ્રદાન આપેલું છે એવા માનનીય શ્રી મહમ્મદ રફી સાહેબ માનનીય શ્રી કિશોર કુમાર સાહેબ માનનીય શ્રી મન્ના ડે સાહેબ તથા સાક્ષાત સરસ્વતી દેવીનું જેને બિરુદ આપવામાં આવ્યું હતું એવા લતા મંગેશકર આસા ભોંસલે અલકા યાજ્ઞિક શ્રેયા ઘોષાલ આ ઉપરાંત સોનુ નિગમ ગુલામ અલી ખાન સાહેબ આ બધાના ગાયેલાં ગીતો તથા તેમને સ્વરબદ્ધ કરેલા ગીતોનો એક વખત નહીં પણ અનેક વખત અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી છે અને એના માટે તેમણે ગાયેલાં ગીતોને વારંવાર સાંભળી વારંવાર સાંભળી તેના ઉપર કામ કરવું અને તે મુજબ ગાવાની તાલીમ લેવી એ ખૂબ જ જરૂરી છે અને ત્યારે જ આપણને પરિણામ મળી શકે એવું મારું માનવું છે બીજું સંગીત એ કોઈ મામૂલી વસ્તુ નથી પણ સંગીત અને સૂર સાધનાથી જ્યારે સમાધિ તરફ જ્યારે આ સંગીત લઈ જાય છે ત્યારે આ સંગીતને ક્રમબદ્ધ તાલબદ્ધ લયબદ્ધ રીતે શીખી અને ગાવું જોઈએ એવું મારું માનવું છે માટે જે કોઈ વ્યક્તિ ચોક્કસપણે સંગીતને પ્રેમ કરતો હોય સંગીતને ચાહતો હોય અને સંગીતના ક્ષેત્રમાં જ્યારે આગળ વધવા માંગતો હોય તો એમના માટે તાલીમ અને તેની ઉપર સતત મહેનત કરવી સતત ચિંતન કરવું સતત મનન કરવું એ એમના માટે ખૂબ જ જરૂરી છે એવી મારી અંગત માંગણી છે અંગત લાગણી છે અને જેના દ્વારા આપણે આપણું ગાવાની જે કૌશલ્ય છે તેને આપણે ચોક્કસપણે એક શિખર ઉપર લઈ જશું અને ભવિષ્યમાં આપણે પણ સંગીતની સાધનામાં આગળ વધીશું એવી જ અભ્યર્થના એવી જ અભ્યર્થના